હલો હા હિતિશાબેન કેમ છો હા આજે થોડીક પુલિસ જોડે તોડિક મગજમારી થઈ ગઈ હતી હું હાઇવે પર મારી ગાડી ચલાવતી હતી અને મને અચાનક ઊભી રાખીને ડોક્યુમેન્ટ્સ માગવા લાગ્યા હું ફોર વિલરમાં હતી હા બપોરે સાડા ત્રણે બની હતી આજે ના ના અહીં હતી એ જ તો વાત છે હા એ લોકોએ મારી વિહિકલને ઊભી રાખી અને પછી મને બાર નીકળીને ડોક્યુમેન્ટ્સ માંગવા લાગ્યા હતા હા બાંધેલો હતો ના ના બિલકુલ બી નહીં હા બિલકુલ હા એ આપડે કાલે વિસ્તારમાં આની આ વાત કરીએ કાલે સાંજે છ વાગે તમને ફાવશે હા કઈ નહીં વાંધો નહીં હા બાય